રમતો લોકો માટે તણાવ હળવો કરવાનો અને મનોરંજનનો માર્ગ પૂરો પાડે છે કે કારણ તે રમણીય ગતિવિધિઓમાં ભાગ લેતા બધા તણાવમુક્ત અને આનંદિત અનુભવ કરવા માટે છે રમતો મનોવૈજ્ઞાનિક રૂપે તાજગી અને સુખ દેવા માટે સહાયક છે તે તણાવ અને ચિંતિતને ઘટાડે છે તેવા મનોરંજન અને કરવા માટે રમણીય ગતિવિધિઓ લોકોની માનસિક સ્વાસ્થ્ય અને સુખ શાંતિ વધારવા માટે મદદગાર બનાવે છે